અમદાવાદ જિલ્લામાં સ્થાનિક પરિવહન માટે તો ખૂબ બધી સેવાઓ અત્યારે ઉપલબ્ધ છે અત્યારે સ્થાનિક જેમ કે અમદાવાદને અમદાવાદમાં જ જો તમારે પરિભ્રમણ કરવું હોય તો એની માટે બી આર ટી એસ બસ છે એમ ટી એસ બસ છે અને એની સાથે સાથે રીક્ષાનાં વાહનો છે રીક્ષા ચાલકો છે પ્રાઇવેટ સાધનો અનેક છે અને અત્યારે જ નવું ચાલુ થતાં મેટ્રોની જે સર્વિસ ચાલું થઈ છે જેનાં લીધે વધુ સમય ન બગાડતા સીધા એક સ્થળેથી બીજા સ્થળે આસાનીથી પહોંચી શકાય છે બી આર ટી એસની જે સુવિધા છે બસની એ પણ ખૂબ જ સરસ છે અને એકદમ ઓછા ભાવે ઓછા દરે તમે સ્થાનિક અમદાવાદ ફરી શકો છો એમ ટી એસમાં તમે વીસ રૂપિયાની ટિકિટમાં તમે પૂરો દિવસ પૂરું અમદાવાદ ફરી શકો છો એવી સુવિધા ઉપલબ્ધ છે અ અમદાવાદમાં સૌથી વધારે લોકો એક જ સ્થળેથી બીજા સ્થળે જોબ માટે કે અથવા ધંધા માટે ફરતાં હોય છે તો એમને માટે જે આ સરકારી બસો છે એ ખૂબ જ ઉપયોગી નીકળે છે અને જે નાના સફરો છે એની માટે રીક્ષા ચાલકો છે કે પછી જે પ્રાઇવેટ સાધનો છે એ પણ ખાસા ફરતા હોય છે જેનો ઉપયોગ કરીને લોકો ફરી શકે છે અને એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે કે પછી બીજા જિલ્લામાં જવા માટે ખાસી બધી ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ છે જેથી કેટલી બધી ઍક્સપ્રેસ ચાલે છે તો એમાં ફરી શકાય છે જેથી તમે આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો છો અને અત્યારે તો વાહન વ્યવહારોની ગતિશીલતા એટલી સારી છે કે કોઇપણ ટ્રાવેલિંગ કોઇપણ જગ્યાએ એટલા બધા વિકલ્પો મળી જાય છે કે તમે આસાનીથી કોઈપણ વિકલ્પ પસંદ કરીને નજીકનાં સ્થળમાં પહોંચી શકો છો પ્રાઇવેટ સાધન કરતાં પણ સારી સુવિધાઓ છે